હાલો નમસ્કાર હા સર જગદીશભાઇ વાત કરું બોલો સર બરાબર સર તો મકાનમાં સર તમારે કેવું સર જોઈએ ફ્લેટ જોઈએ કે રો હાઉસ જે બેઠકવાળું મકાન હોય છે તે અચ્છા ફ્લેટમાં જોઈએ એમ તમારે તો સર આપણે મારી ધ્યાનમાં સર બે ત્રણ મકાન છે સર બરાબર ફ્લેટવાળા બીજા માળે તમને અનૂકુળ આવશે સર હા સર ચોકકસ લિફ્ટ મળશે તમને સર હા લિફટની સુવિધા રહેશે સર ઓ અચ્છા બરાબર છે હા સર હા સર લિફ્ટની સુવિધા મળશે સર તમને અને એન્યુઅલ મેન જે મેન્ટેનસ છે એ પણ સર કન્ટીન્યુ અ તમારે દર મ વર્ષેને વર્ષે એનું થતું રહે છે એટલે સર તમારે ગભરાવવાની પણ કોઈ જરૂર નથી હા તો સર આપણે તમે જણાવશો કે તમારે કેટલાં સુધીનું બજેટ છે દસ અગિયાર સર થ્રી બીએચકે છે તો સર થોડું બજેટ લંબાવવું પડશે સર તમારે આજના મોંઘવારીના સમયમાં દસ લાખમાં તો નહીં થાય સર પ્રાઇસમાં તો સર સોળ સત્તર સુધી તો તમારે ખર્ચવા પડે આપણે પંદર સુધીમાં સર પતાવી આપીએ તમને કારણકે અમારે પણ થોડાક સંપર્કો હોય એટલે સર આમાં તમને ત્યાં મતલબ કે તમારે હોસ્પિટલની પણ સુવિધા નજીકમાં જ છે સ્કૂલ પણ ત્યાંથી લગભગ બે ત્રણ કિલોમીટરનાં અંદર અંતરનાં અંદર જ છે સર બરાબર અને માર્કેટમાં પણ તમારે ઝાઝું ચાલીને જવું નહીં પડે સર સુવિધાઓ ઘણીબધી છે સર સારું એવું અનૂકુળતાવાળું મકાન છે સર જે નોર્મલ જે ઘરનાં અંદર જે ફર્નિચર હોય તે સર તમને આપીએ જ છીએ આપણે મકાનમાં હા સર હા સર એ તમે તમારી અનૂકુળતા પ્રમાણે થોડું ઘણું ખર્ચ તમે એ કરી શકો સર હા સર હા સર એ ખર્ચ ખરો સર તો સર આપણે જુઓને જો ચૌદ સુધી સર હું તમને લઈ જઈ શકું ત્યાંથી પછી મારી એટલી બધી પેલી નહીં ચાલે કારણકે સર મારે પણ આગળ અમુક આપવાનું હોય છે જે પછી તમે સર કહો એ બરાબર તેર નહીં થાય સર તેર નહીં થાય સાડા તેર કરો સર અરે સર સાડા તેર આ તમારુંય નહીં ને મારુંય નહીં થોડું માન રાખો સર સારું બતાવીશ સર ઘર તમને ઘરમાં તમારે જોવું નહીં પડે સર હા સર ઘર તમને એકદમ મસ્ત બહુ જ સરસ એવું બતાવીશ સર સાડા તેર સાડા તેરમાં આપણે ફાઇનલ કરીએ સર હા તો નજીક જ છે સર નજીક જ છે એકદમ નજીક છે હા સર તો અ બે ત્રણ મકાનો છે તો આપણે તમારે જે સમયનો જે તમે અનૂકુળતા રાખીએ તે પ્રમાણે આપણે જોવા જઈશું બરાબર અને સર તમે કેટલા સભ્યો છો હ બરાબર છે તો તો સર તમારા માટે એકદમ મસ્ત સ મકાન છે એ રહ્યું એ બરાબર તો સર તમારી જો ફાઇનલ ઈચ્છા હોય તો પછી બે ત્રણ દિવસ પછી તમારો હું સંપર્ક કરીશ સર અહં બરાબર છે હા તો સર તમે મને કોલ કરજો બરાબર તો તમારી અનૂકુળતા પ્રમાણે આપણે જોઈ આવીએ ફ્લેટ પછી જે હોય એ આગળ કાગળનું એ બધુ જે કામકાજ છે તે પણ સર આપણે વહેલાં તે પહેલાં પતાવી દઈએ બરાબર

હા સર એ તો મારે બધા કોન્ટેક છે તો થઈ જશે સર મારા એજન્ટ ને બધું જ છે ના સર ના સર ના સર એ સુવિધા અમે આપીશું સર તમને હા સર એ અમારામાં આવી જશે તમારે સર મકાનમાં એ કોઈ એક નાનાં ટાંકણી જેટલી વસ્તુ તમારે જોવી નહીં પડે

હા તો સર આપણે મળીએ સર બરાબર સારું સર વાંધો નહીં